હેલો તમે રિલેક્સ મસાજ સેંટરમાંથી વાત કરો મેમ હ અમે અમદાવાદ વીસ તારીખ આવાના છીએ તો મારે તમારે સર્વિસ શું શું છે તે જાણવું છે તો તમે કઈ ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરો છો

કોઈ એક એકસ્ટ્રામાં અથવા એડવાન્સ પ્રિ બુકિંગ ચાર્જીસ અને આ મારે તમારા ત્રણેય પ્રકારના મસાજ કરાવવા છે અને પાંચ લોકો અમે આવીએ છીએ તો પાંચેયને માટે હું એપોઈમેન્ટ ફિક્સ કરવા ઈચ્છું છું અને પાંચેયને સેમ ટાઈમએ મળી શકે એવી કોઈ સુવિધા છે અલગ અલગ અલગ અલગ મસાજ તો સેમ ટાઈમ એ થઈ શકે ને ઓકે વાંધો નહીં તો તમે મને બ્રોશર કે જે ભી તમારી ઈન્ફોર્મેશન હોય તે મને મોકલી આપો હું તમને હાય લખીને મોકલી આપું છું અને આઠ પાંચ જણાનું ત્રણ એટલે ટોટલ હું પંદર મસાજ તમારી પાસેથી બુક કરું છું તો મને કંઈ એડવાન્ટેજ મળશે એનો કંઈ પ્રાઈઝમાં ડિસ્કાઉન્ટ આ તે ઓકે થેન્ક યુ મેમ